હા હું માનું છું કે દોડવાની પ્રવૃત્તિ મારી માનસિક અને શારીરિક આરોગ્ય પર સારી અસર થઈ છે જેવુ કે મારા ઘરમાં મારા પપ્પા મારા મમ્મી મારો ભાઈ મારી બહેન અમે બધા સવારે ઉઠીને દોડવા માટે નીકળીએ છીએ જેવું કે દોડવાથી આપણને શારીરિક અને માનસિક બધી આપણને તંદુરસ્તી મળે છે જેવું કે આપણે દોડવાથી આપણું હદય અને આ બધુ આપણાં શરીરમાં બધુ જેવી કે એક્ટિવિટી થાય છે જેવું કે મારૂં માનવું એ છે કે દોડવાથી આપણે માનસિક અને શારીરિક આરોગ્ય પર સારું એટલે ખૂબ જ સારી અસર થાય છે જે મારા ફાધરને મારી મધરને અત્યાર સુધી એમની એજ ઊંમર છે એમની ફિફ્ટી ફાઇવ યર્સ એટલે પંચાવન વર્ષ તો બી એ દોડવા માટે રોજ સવારે મોર્નિંગમાં અમે ગાર્ડને જઈએ છીએ જેવુ કે રાઉન્ડ મારીએ કાંકરીયા છે જેવું કે ત્યાં કંઇ બી રાઉન્ડ માર્યા અમારે ત્યાં રીવરફ્રન્ટ છે અમે દોડવા માટે નીકળીએ છીએ આ મારી માનસિક અને શારીરિક આરોગ્ય પર અસર જોવા મળે છે આ મારો સારો અભિપ્રાય છે